હા હું સોશિયલ મીડિયા પર મૂકવા માટે વીડિયો બનાવું છું ખાસ કરીને ડાન્સ વીડિયો જે મારો મતલબ જે મારું ફોર્મ છે ફ્રી સ્ટાઈલ ડાન્સર હું છું તો હા હું વીડિયોઝ બનાવીને મૂકું છું અન હું વીડિયોઝ બનાવવા માટે શું કરું છું સૌથી પહેલાં તો હું એ જણાવામાં એ એ જણાવવા માંગીશ તો સૌથી પહેલાં જે મેઈન વસ્તુ છે કે તમારે એક ડાન્સની અંદર તમે શું આપી શકો તો ઓબવીયસ તમારી પાસે કલા તો છે જ તે પણ તમારે એને જ્યારે પ્રસ્તુત કરવાની આવે લોકો સામે કે લોકો એને કઈ રીતે લેશે ત્યારે તમારે એને ખાસ કરીને તો જે કહેવાય કે તમારે ખાસ કરીને સૌથી પહેલાં તો એને એના માટે તૈયારી કરવી પડે બરાબર છે તો જે મારું ફોર્મ છે ડાન્સનું એને હું સૌથી પહેલાં ખુદ જાતે મતલબ કે કોરિયોગ્રાફ કરું છું કે જેમકે હમણાં જ એક બોલિવૂડના એક ગીત ઉપર મેં કોરિયોગ્રાફ કરેલો મારો ડાન્સ બરાબર છે છૈયાં છૈયાં ઉપર અને હવે મારે એનો વીડિયો પોસ્ટ કરવો છે તો એના માટે મેં અમુક જે સ્ટેપ્સ હોય એ બેસાડ્યા સોંગ કઈ રીતે મતલબ સોંગનો ક્યો જે ભાગ છે ક્યો મેઈન પાર્ટ છે કે જેનાથી જે કહેવાય કે એ લોકો ઉપર અસર કરશે કે હા ચાલો આ જે લાઈન છે એક પર્ટીક્યુલર એ લાઈન જે છે ને એ જ મતલબ કે શું કહેવાય ત્યાં અસર કરશે લોકો ઉપર તો હા ખાસ સૌથી પહેલાં તો એવી લાઈન જેને આપણે પિકઅપ લાઈન પણ કહીએ છીએ તો એ લાઈન આપણે લેશ એ લાઈનને હું મારા ડાન્સમાં સૌથી વધારે ઇંકલુડ કરવાનું પસંદ કરીશ જેમાં હું એક એક એક સ્ટેપ્સ જે છે એ બેસાડતી જાઉં છું પછી મારી પાસે ટ્રાયપોડ કેમેરા છે તો એ હું ગોઠવું છું અને સામે હું હું સામે સેટ થઈ જાઉં છું કે મારા ઇવન ફૂટ સ્ટેપ્સ પણ એમાં આવી જાય અને મારો ફેસ મતલબ મારું માથાથી લઈને પગ સુધી હું વ્યવસ્થિત દેખાઉં જેના કારણે મારા દરેક સ્ટેપ બતાય એવી રીતે હું ખુદને ગોઠવું છું પછી હું સોંગ પણ એવી રીતે સેટઅપ કરું છું કે જેની અંદર વોઈસ ઇક મતલબ અવાજ જે છે એના પડઘા ન સંભળાય જેનાથી જે જોવાવાળા છે એને અને મને બંનેને મજા આવે કે ચલો હા આ ડાન્સ ઘણી સારી રીતે મતલબ પરફોર્મ થયો છે બરાબર છે તો એ રીતે હું પહેલાં કેમેરો જે છે ટ્રાઈપોડ પર એ ગોઠવી દઉં છું ત્યારબાદ સોંગ પ્લે કરીને હું એક એક એક મારા ડાન્સ મતલબ જે છે સ્ટેપ્સ જે છે એ કરું છું પ ત્રીસથી એક મિનિટ ત્રીસ સેકન્ડથી એક મિનિટ સુધીનો મેક્સિમમ વીડિયો જે કોઈપણ છે એ લાંબો હોય છે જેમાં સૌથી વધુ જે મજા છે ને એ એ પાર્ટની છે કે જ્યારે તમે તે ડાન્સ જે ડાન્સ વીડિયો છે તમારો એ સોશિયલ મીડિયા પર મૂકો મતલબ કે પોસ્ટ કરો ત્યારબાદ જે લોકોની પ્રતિક્રિયા છે ને એ જોવાનો જે આનંદ છે ને એક અલગ જ છે જેમકે મારો ડાન્સ જોવો સૌથી વધુ જે પસંદ કરતાં હોય તો તે છે મારા મતલબ વિદ્યાર્થીઓ છે અમુક જે મારી પાસેથી શીખે છે તે લોકો આ વસ્તુ ખૂબ મતલબ કરવું પસંદ કરે છે સાથે સાથે ઘણાં બધાં મારા મિત્રો છે મારા પરિવારજનો છે સગા સંબંધીઓ છે એ બધાં પણ ખૂબ સાથ આપે છે તે લોકો બને એટલો બીજા લોકો સુધી પહોંચાડે છે એ લોકો એને લાઈક કરે છે કોમેન્ટ કરે છે આ જોઈને બહુ જ મજા આવે છે આનો બીજો ફાયદો એ છે કે મારું મતલબ જે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એ અત્યારે ઇન્સ્ટાગ્રામે બ્લૂ ટીક આપેલું છે મતલબ કે ઘણું પોપ્યુલર થઈ ગઈ છું જેમાં મારી પાસે ત્રણસો હજારથી પણ વધારે ફોલોઅર્સ છે જે લોકો મને આસ આ મારી જે મારી આ સફરમાં મારો ઘણો સાથ આપે છે ઘણો સપોર્ટ કરે છે જેના કારણે ઘણી બધી મતલબ સારી યાદો મારી સાથે છે આનાથી હા એક ઇન્કમનો સોર્સ તમે એમ કહી શકો કે શરૂ છે જે જેનામાં હું ઓનલાઈન ક્લાસીસ લઉં છું આ સોશિયલ મીડિયા પર હું આ જે વીડિયો બનાવું છું એને લઈને હું ઘણીવાર એવું થાય છે કે ઓનલાઈન ક્લાસીસ પહેલાં મને એમાં મેસેજ આવતા કે તમે ઓનલાઈન ક્લાસીસ કેમ નથી લેતાં અને ત્યારબાદ પછી મેં વિચાર્યું કે હા બરાબર છે આ શરૂ કરવું જોઈએ બરાબર એટલે મેં એક બેચ શરૂ કરી કે જેમાં બે મહિના માટે તમે ડાન્સ ક્લાસ ઓનલાઈન જોઈન કરી શકો અને હું ગૂગલ મીટના માધ્યમથી અથવા તો ઝુમના માધ્યમથી આ વસ્તુ કરતી હતી ગૂગલ મીટ મારો સૌથી સારો વિકલ્પ બની રહ્યો તો કે જેમાં હું એ લોકોને બને એટલું બને એટલું મારાથી જેટલું પોસિબલ થઈ શકતું હોય એટલું બધું જ હું એમને શીખવાડવાની ટ્રાય કરતી હતી બહુ સારો અનુભવ રહ્યો ઘણી જ મજા આવે છે આ કામ કરવામાં આ મારી આ મારા એક શોખમાંથી હતું જેને મેં અત્યારે મતલબ મારા વ્યવસાયમાં તબદીલ કરી દીધું છે તો હા ઘણો જ આનંદ આવે છે અને બહુ જ મજા આવે છે